હેલો ક્યાં છો તમે અચ્છા અચ્છા હું અહીંયા અમદાવાદ સ્ટેશન પર છું હમણાં તમે માનશો નહીં અહીં આગળ અગિયાર સ્ટેશનો છે અને દરેક સ્ટેશન પર એટલી બધી ટ્રેનો આવે જાત જાતની આવે અલગ અલગ જગ્યાએ લઈ જાય કંઈ ખબર નથી પડતી પણ એટલું સરસ ડેવલપમેન્ટ થયું છે કે આ એવું જંક્શન બની ગયું છે કે અહીં આગળ ક્યાંય બી જવાય અહીંયાથી તમે ક્યારે આવ્યા તા લાસ્ટ ઓ હો હો તો તો પછી અચ્છા તોતો તમે આવશો ને જે બદલાવ તમે જોશો અમદાવાદ સ્ટેશન હા તમારે જ્યાં જવું હોય એની ટ્રેન તમને અહીંયાથી મળે પણ એટલાં બધાં પ્લેટફોર્મ છે કે તમને કોઈક તો જોઈએ જે તમને બધુ સમજાવી શકે હં હા હા ચોક્કસ ચોક્કસ હા વાંધો નહીં રેલ્વે સ્ટેશનથી તો તમને બધે જવા મળશે આપણે પછી વાત કરીએ હા હા